હલો હા ટુરિસ્ટ ગાઈડ વાત કરો છો હું અત્યારે એક્ચુલી મેડમ ગુજરાતમાં આણંદમાં ફરવા આવ્યો છું અને આસ આસપાસની આજુબાજુમાં એક્ચુલી મને સી ફૂડ પ્રોવાઈડ થતું નથી તો એના વિષે થોડી જાણકારી જોઈએ છે હું અત્યારે આણંદ આણંદમાં છું આણંદમાં આણંદમાં જનતા ચોકડીએ છું

બરોબર અને ફૂડ કવોલિટી કેવી આવશે મેડમ બરોબર ઓકે અને મેડમ ત્યાં ફૂડ જે છે એમાં વેરાઈટી હોય છે સી ફૂડમાં કે ફિક્સ હોય છે મળી જશે ને હા બસ બસ મેન્યુ કાર્ડ તમે મોકલી આપો તો હું ડિસાઈડ કરી લઉ છું કે મારે કઈ રેસ્ટોરન્ટમાં જવું બરોબર કારણકે સી ફૂડ બધે પછી મારે જીરા સોડા પણ પીવાનું છે એટલે મારે એ રીતની પ્લાનિંગ છે

હા મોકલી આપો તમે હાં ઓકે ઓકે થેંક્યુ આભાર